નમસ્તે સર હું કૃણાલ નાયક વાત કરું છું અને મેં થોડાક સમય પહેલાં ઉબર બૂક કરાવી હતી પરંતુ અમુક કારણોસર મારે આ ઉબરની સર્વિસ નથી લેવાની જેથી કરીને મેં જે થોડા ઘણા પૈસા પહેલાં આપ્યા છે તે મને ફરી પાછા રિફંડ મળી જાય કારણકે ખૂબ આધારભૂત બાબતો પૂર્વક મેં આ કેન્સલ નથી કરાવ્યું પરંતુ મારે અમુક મેડિકલ ઇમર્જન્સી આવી ગઈ હોવાથી મેં મારું જવાનું જ કેન્સલ કર્યું હોવાથી મારે ટેક્સી કેન્સલ કરવી પડી જેથી કરીને હું આપને વિનંતી કરું છું કે મને મારા પૈસા પાછા આપી દો